જો બધા લોકોને શુદ્ધ પાણી અને સારી ગુણવત્તાવાળો ખોરાક મળે જ છે તો હું કન્ફ્રર્મ તો નથી કહી શકતો કેમકે આજ આજે પણ મારી સાથે મારે ગામના રહેતા લોકો ડેટન ડીઅલ્સ એટલે અઠવાડિયા જેવું થાય એટલે માંદા તો પડી જ જાય છે એમ તો એવું તો નહીં જ કહી શકાય ને કે એ લોકોને એ લોકોને સારું પાણી અને સારો ખોરાક મળી જ રહેતો હશે કંઈક તો ઈસ્યુ તો હશે જ પાણી કે ખોરાકમાં તો જ એ લોકો અઠવાડીયા બે અઠવાડિયા માંદા પડી જાય છે તો એનો ઉકેલ આપણે એમ જોવા જઈએ તો પહેલા તો નગરપાલિકાને જ કે કહેવા પડે કે નગરપાલિકા નગરપાલિકા તો છોડો તે પહેલા સરપંચને કહેવું પડે કે ભાઈ સારું એવું પાણી નથી મળતું તો પાણી માટેના પહેલા સારા એવા બોર ખોદાવો કે બધાને સારું એવું પાણી મળી રહે શુદ્ધ પાણી રહે અને ખોરાક માટે તેમ પ્લાન બીજો હોય શકે કે કંઈ ખોરાક આપણે ગામમાં જ એક મોટું ગવર્મેન્ટ સરકારી જમીન હોય તેમાં ખેતી કરીએ અને સારા એવા પાક કરીએ સારો એવો પાક કરીએ અને તે માટે જ લોકોને પૈસાથી જ આપવાનો એ લોકોને પણ કેમકે પછી ફ્રીમાં આપે તો પછી એ લોકોને ઘમંડ ચડી જાય એના કરતા પૈસાથી જ આપવાનું કે હા આટલા આટલા પછી આમ જોવા જઈએ બીજો એટલે પૈસાથી આપવાનો એ લોકોને તો બધાને સારું પાણી અને સારો એવો ખોરાક મળી રહે બીજું જો જોઈએ તો પાણી તો હંમેશા ગરમ કરીને ઉકાળીને જ પીવું જોઈએ અને પછી આરોમાં આરોમાં ફિલ્ટર કરીને પાણી પીવું જોઈએ અને ખોરાક ખોરાક માટે જે આપણે શાકભાજીને યુઝ કરીએ છે તે સૌથી પહેલા ધોઈને જ યુઝ કરે તો સારું તો જરાક માંદા પડવાની અને એવી સંભાવના ઓછી થઈ જાય છે પછી બીજું કંઈ આમ જોવા જઈએ તો આજકાલના જે બજારમાંથી આવતી જે શાક્ભાજીઓ છે તેમાં તો સીત્તેર પાંચથી દસ ટકા તો ખાતરવાળું જ હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે આખા દિવસમાં તો આપણે દસથી પંદર ગ્રામ ખાતર તો મોઢાથી લઈએ જ છે જે પેટમાં જાય છે કશે ને કશે અને માંદા પડવાનું કારણ એ જ બને છે